હાલના સંજોગો જોવા જઈએ તો રમત ઉપર હું ઘણું કહેવા માંગીશ કે ક્રિકેટ લઈ લઈએ ખોખો લઈ લઈએ કબડ્ડી લઈ લઈએ અને ડિસ્ક ડિસક્સ થ્રો કરીને પણ કહેવાય છે ભાલા ફેંક આવે છે જાતજાતની ગેમો હોય છે રમતો હોય છે ઇ આપણે સ્ટેટ લેવલ ઇન્ટરનેશનલ લેવલ લગી લઈ જાય છે બધા તો આપણે ભારતના તરફથી પણ એવી આપણું સ્પોર્ટ્સ કમિટી જે છે ટીમ છે આપણી એ પણ સરસ છે સરસ કરતી આવી છે એટલે આપણે જોઈએ તો એમાં પાર્ટીસિપેટ કરવું જોઈએ નવા યંગસ્ટર્સ છે એ લોકોને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ કે આપણે એમને ઉછેર કરીએ કે અને ખાલી ભણવું જ એ ઇમ્પોર્ટન્ટ નથી સાથે સાથે તમે આર્ટ્સમાં એટલે ભણવાની સાથે સાથે જ રમત ગમતનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે જેટલું ભણવાનું છે તમે અત્યારે જોવો તો બધા જ છોકરાઓ ભણવામાં સફળ હોય છે એવું નથી હોતું જે ઓછા માર્ક્સ લાવ્યા હોય છે એ એ પણ એક એક બીજી જગ્યામાં સફળ થઈ શકે એમ હોય છે તો હવે હું એમ કહું કહેવા માંગું છું કે એના માટે આપણે શું કરવું જોઈએ તો આપણે એ કરવું જોઈએ કે સ્કૂલમાંને એમાં જે આપણા છોકરાઓ હોય માબાપને એ ધ્યાન રાખવું જોઈએ કે એના છોકરાને ખાલી ભણવા માટે હિસ્ટ્રી જોગરોફી ભૂગોળ ઇતિહાસ એ બધું એ એ જ ભણવું એ જ નથી સાથે સાથે તમે પીટીમાં તમે એનસીસી કરાવો કે પછી ભાગવાની દોડ હોય છે પછી ફૂટબોલ છે વોલીબોલ છે બાસ્કેટબોલ છે આ બધી ગેમો પણ સ્કૂલમાં હોતી આવી છે તો એમાં આપણે આપણા છોકરાઓને એમાં પાર્ટીસિપેટ કરવું જોઈએ અને સારી સારી કોમ્પિટિશન પણ થાય છે તો આપણા છોકરાઓને એમાં ભાગ લેવા દેવો જોઈએ જેનાથી આપણે એ છોકરાઓનું ભવિષ્ય પણ એમાં વધારી શકીએ એવું નથી કે એ છોકરો એમાં જ સફળ થઈ શકે સાથે સાથે ભલેને કરતો એમાં ભણવા કમાવાની સાથે સાથે એમાં પણ ઈંટરસ્ટ લેશે તો એનો અડધો હાફ એના એને ગમતું કામ કરશેને તો એમના રોજિંદા જીવનમાં પણ એ સફળ થઈ શકશે અને સ્ફૂર્તિલો થશે એટલે રમવું તો ખૂબ જ જરૂરી છે અને આપણા ઇન્ડિયામાંથી પણ ઘણા મેડલ્સ લાવે છે તો એમને જોઈને પણ આપણે શીખવું જોઈએ આપણા આજુબાજુના માહોલ એવો બનાવો જોઈએ કે એમને પણ પ્રોત્સાહિત થાય અને જે ગમે ત્યારે જીતે ઇન્ડિયાની ટીમ જીતે એમાં ગમે એ સ્પોર્ટ્સમાંથી જીતે તો આપણે એમને પ્રોત્સાહિત કરવું જોઈએ કે પ્રોત્સાહિતમાં એટલે શું કરવું જોઈએ તો પ્રોત્સાહિતમાં આપણે એ કરવું જોઈએ કે આજુબાજુવાળાને જાણ કરીએ કે જો આપણે આ ફલાણા ભાઈ છે એ જો સ્પોર્ટ્સમાં આ એની લાઈફસ્ટાઈલ આખી કેવી જોઈએ જેનાથી એ સામેવાળાઓ પણ જાગૃત થાય અને એમના છોકરાઓને કે એમના ફેમેલીમાંથી કોઈકને કોઈકને એમાં જવા માટે એ સલાહ આપે અને એમને બળ આપે જેથી એ પણ સ્પોર્ટ્સમાં જઈ શકે એમ તો આ બધી ગેમો છે અને તમને કહેવામાં આવે તો પ્રોત્સાહિત કરવા આપવા માટે નથી આવતું જે આપણે કરવું જોઈએ હવે તમે બીજું પૂછશો કે રમત ગમતમાં કઈ કઈ ગેમો હોય છે તો એ મેં જે પહેલાં જણાવ્યું એમ મારી ફેવરેટ ગેમ કઈ છે એમ પૂછવા જશોને તો ક્રિકેટ મને રમવું બહુ જ ગમે છે પણ એમાં બહુ બધી ગેમ્સમાં પણ તમે જોશો કે શું રૂલ્સ હોય છે રેગ્યુલેશન્સ હોય છે એવું નથી કે રૂલ્સ રેગ્યુલેશન વગર તમે ગમે એમ રમી જાઓ રમતના પણ કંઈક નિયમો હોય છે જે આપણે ફોલો કરવા જોઈએ જેમ કે ક્રિકેટની વાત કરું હું તમને તો ક્રિકેટમાં અગિયાર પ્લેયર્સ હોય છે પ્રતિયોગિતાવાળા અગિયાર પ્લેયર હોય છે અને એમાં સ્ટંપ હોય છે ગલી હોય છે પછી બોલ હોય છે બેટ હોય છે આ બોલને આપણે રમવાનો હોય છે આ બોલમાં એક બોલર હોય છે જે બોલિંગ કરે છે છ બોલ નાખવાના હોય છે એમાં વાઈડ બોલ આવે છે પછી ડાયરેક બોલ નાખે ત્યારે અમ્પાયર પણ હોય છે અમ્પાયર જે આપણે કહી શકીએ કે વિધાતા એ આખા ગેમનું એ જોવે છે કે રાઇટ છે કે રોંગ છે એવી રીતના તો આપણે પણ એને ફોલો કરવું જોઈએ તો આવું બધું છે તો તમને જરૂર ગમશે અને આપણે પ્રોત્સાહિત કરશું ક્રિકેટ રમતી વખતે મારે હજી થોડુંક કહેવાનું મન થાય છે તો કહી દઉં તો ક્રિકેટ ગેમ શું છે એક ગેમ હું તમને એટલી બધી ગેમ જણાવી એમાંથી ક્રિકેટ વિષે થોડુંક હજી માહિતી આપું તમને તો ક્રિકેટમાં પ્લેયર્સ તો હોય છે એ મેં તમને જણાવ્યું એમાંથી બે ટીમ પડે છે બેય ટીમના સામે સામેના પ્લેયર્સ હોય છે અગિયાર ટીમ આ તા સાઈડથી અગિયાર ટીમ પેલી સાઈડથી અને બંને વચ્ચે પ્રતિયોગિતા થાય છે એમાંથી બે પ્લેયર્સ જે પિચ ઉપર રમે છે એક બેટિંગ કરે છે એક નોન સ્ટ્રાઈક પર ઊભો હોય છે અને એક અમ્પાયર હોય છે હવે આ જે ફિલ્ડિંગવાળી ટીમ હોય છે ફિલ્ડિંગમાં અગિયાર પ્લેયરો હોય છે એમાંથી એક જણ બોલિંગ કરે છે અને બોલિંગ કરે છે ત્યારે એ મસ્ત થોડોક પાછળથી જાય છે અને દોડે છે અને દોડતો દોડતો એ પદળુંક પદળુંક કરતો બોલ નાખે છે અને બોલ નાખે એટલે એ સીધો બોલ બેટ્સમેનના બેટ ઉપર જાય છે કાં તો સ્ટંપ ઉપર જાય છે અને બેટ્સમેન એ સિક્સ મારે છે બેટને અડતાં જ સિક્સ જાય છે એટલે એટલે બધું જ કરી શકે છે તમે જાણી શકો છો કે સિક્સ મારવી એ આપણા ઈન્ડિયામાંથી બધું જ કરી ઈન્ડિયામાંથી કરી શકે છે તો આ રીતે બહુ પ્રોત્સાહિત કરવું જોઈએ આપણા યંગસ્ટર્સોને ને એવીને તો જેનાથી ઈન્ડિયા આગળ આવે એમ થેન્ક યુ